હું પીન્ટરેસ્ટ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એના પર ઘણા બધા ફોટોગ્રાફર્સને ફોલો કરું છું ઘણા બધા એવા ફોટોગ્રાફર્સ છે કે આર્ટને લઈને કે સીનરી લઈને કે નેચર્સને લઈને ફોટોગ્રાફી કરતા હોય છે ફોટોગ્રાફી આપણને ઘણું બધું ફિલ કરાવે છે આપણે ભલે ને ત્યાં નથી જતા કે આપણે એ જગ્યા પર નથી જતા અથવા તો એ જગ્યા એ વસ્તુને આપણે નથી જોઈ પણ એમની ફોટોગ્રાફીથી આપણને ઘણું બધું જાણવા ને જોવા ને ફિલ કરવા મળે છે પહાડોમાં જેમ કે હું પહાડો માં મને પહાડોમાં બહુ ઇન્ટરેસ્ટ છે તો પહાડોને લઈને નેચર્સને લઈને પ્રતિક નામે કોઈ ફોટોગ્રાફર્સ છે એ બહુ સારા ફોટોગ્રાફી કરે છે અને નેચર્સને લઈને કે વર્સ વાઇલ્ડ ફોટોગ્રાફીને લઈને ઘણું બધું હોય છે આ બધી ફોટોગ્રાફીસ માટે તો એ લોકોને કેટલો બધો ટાઈમ લાગે છે કેટલા બધા લેન્સિસને કેમેરાના ખર્ચા થાય છે ત્યારે આપણે આ જોવા મળે છે રિયલમાં આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે એ નથી મળતું આપણે એમની રાહ જોઈએ કે કોઈ વસ્તુ માટે કે કોઈ પ્રાણી કે પક્ષી માટે પણ એમની ફોટોગ્રાફીસ એમની મહેનત પર આપણે ઘણું બધું જોવા મળે છે જાણવા મળે છે કારણ કે આ બધું રેગ્યુલર અવઈલેબલ નથી હોતું એ બધું આપણે ફોટોગ્રાફી દ્વારા મળે છે તો સારું કહેવાય કારણ કે પીન્ટરેસ્ટ પર પણ ઘણી બધી આ આર્ટિસ્ટ છે ફોટોગ્રાફર્સ છે કે એમની ફોટોગ્રાફીની કલા સોસિયલ મીડિયા ઉપર આપણા માટે મૂકતા હોય છે કે જેથી આપણે એ વસ્તુને એન્જોય કરી શકીએ ફિલ કરી શકીએ કારણ કે દરેક વ્યક્તિ દરેક જગ્યાએ તો નથી જઈ શકતો ને તો સોશિયલ મીડિયાનો એક ફાયદો છે ખરો કે ઘરે બેઠા કે કોઈપણ જગ્યાએ બેસીને તમે એ વસ્તુને જોઈ શકો છો જાણી શકો છો એન્જોય કરી શકો છો કારણ કે આપણે એ વસ્તુથી ઘણા બધા દૂર હોઈએ છીએ પણ ફોટો એક કેમેરાની મદદથી આપણે ઘણું બધું સારું અને સટીક જોવા મળે છે જે કદાચ આપણી આંખેથી આપણે એટલું બધું સટીકને સારું એવું પરફેક્ટ ના જોઈ શકીએ એટલે કેમેરાની કવા કરામત છે અને કેમેરો નો આવિષ્કાર પણ બહુ સારો કહેવાય જે ફોટોગ્રાફર્સ પ્રોફેશનલ્સ છે એમના લીધે એમની મહેનત ના લીધે આપણે ઘણું બધું જાણવા અન જોવા મળે છે તો સારું કહેવાય કે ઘણા બધા એવા છે સલમા છે મિહિર જોશી છે ઘણા બધા એવા ફોટોગ્રાફર્સ છે કે આપણે એક શું કહેવાય કે એક ઇનર આનંદ આપે છે ઇન્ટરનલ પીસ કહેવાય કે આપણે એક ફોટોગ્રાફીના લીધે કે ફોટોગ્રાફ્સના લીધે આપણે આપણે ઘણી વાર એ આપણે મનમાં કે આપણી આંખમાં કે આપણે કોઈપણ ખૂણામાં આપણે એક ચ એક વન ટાઈમ ફોટો જોઈને પણ આપણે એને આંખમાં છાપી જ લઈએ છીએ કે આપણે ભલેને એક વાર ફોટો જોયો હોય સોસ્યલ મીડિયા પર કે ગમે ત્યાં પર એ આપણને શું કહેવાય કે હંમેશાં એ વસ્તુની યાદ અપાવે છે તો ફોટોગ્રાફી તો બહુ સારું કહેવાય